ગુજરાતમાં પ્રશંસકોની વિશાળ મૈત્રીને આકર્ષતી મુખ્ય ટીમો અને રમતો એમાં પહેલાં નંબરે ક્રિકેટનું આવે છે ક્રિકેટ એ ખૂબ જ લોકપ્રિય રમત ગણવામાં આવે છે ક્રિકેટ ના ચાહકો પણ વધારે હોય છે ક્રિકેટ રમવાવાળા પણ વધારે હોય છે એટલે કે ક્રિકેટ રમવા માટેનું મેદની અથવા તો જે કહેવાય કે ઉત્સાહ એ ગુજરાતના લોકોમાં ખૂબ વધારે જોવા મળે છે હોકી ભારતની રાષ્ટ્રીય રમત હોવા છતાં પણ ક્રિકેટના ચાહકો વધારે છે જ્યાં ફૂટબોલ અને ટેનિસ બેડમિન્ટન જેવી જેવાના ચાહકો ઓછા જોવા મળે છે પરંતુ આ ક્રિકેટની ક્રિકેટની જે દિલચસ્પી એના ચાહકતા છે તેવી બીજા બધા ફૂટબોલ કે નથી ટીમ ઈન્ડિયા એ ગુજરાત માટે ખૂબ જ મહત્વનું ક્રિકેટ ટીમ ઈન્ડિયા એ ગુજરાત માટે ખૂબ જ મહત્વનું કામ કરે છે ક્રિકેટ ટીમ ઈન્ડિયાના ચાહક પણ ખૂબ જ વધારે છે

ફૂટબોલ અને ટેનિસ કરતાં ફૂટબોલ ટેનિસ અને બેડમિન્ટન કરતાં પણ ક્રિકેટની ચાહકતા વધારે જોવા મળે છે ગુજરાતના લોકો વધારે પડતા ક્રિકેટને જ અભિપ્રાય આપે છે રેશિયો જોવા જાઈએ તો એંસી વીસનો રેશિયો જેવા ક્રિકેટને માન આપે છે એંસી ટકા લોકો જેટલાં ક્રિકેટને ચાહે છે આ રીતના ગુજરાતમાં વિશાળ મેદનીને આકર્ષતી ટીમ એ ક્રિકેટ ટીમ ઈન્ડિયા છે અને રમત પણ ક્રિકેટ છે જેવું પરંતુ ફૂટબોલ ટેનિસ બેડમિન્ટન પણ સારી ગેમ હોવા છતાં તે એટલી બધી આકર્ષાતી નથી